ગુજરાતી ભાષાની વાત કરીએ તો અમે નાના હતા ભણતા ત્યારે ગુજરાતી શીખ સ્કૂલમાં શીખવાડતા બરાબર છે પછી જેમ જેમ અમે મોટા થયા અને અમે સાંભળતા કે ગામે ગામની કહેવત છે ને કે બાર ગાઉ એ ભાષા બદલાય બધાની ભાષા અલગ અલગ હોય તમે આણંદ જાઓ તો ભાષા જુદી હોય અમદાવાદની ગુજરાતી ભાષા જુદી હોય રાજકોટની ભાષા જુદી હોય વડોદરાની ભાષા જુદી હોય એના ઉપરથી એ ખબર પડી જાય કે ભાઈ આ કયાં ગામનો વ્યક્તિ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે અત્યારે તો કેવું છે જનરલી કે ગુજરાતી બોલતા હોય એની અંદર પણ લોકો પચીસ ટકા ઇંગ્લિસ શબ્દનો ઉપયોગ કરીને આપણી સાથે વાતચીત કરતાં હોય છે કારણ કે લોકોને અત્યારે શું છે કે ખરેખર ગુજરાતી શું છે એ કહેવામાં શરમ આવે છે થોડોક પ્રોફેશનલ તરીકે એ લોકો એમ સમજે છે કે હું કંઇક જાણું છું એટલે અંદર બે શબ્દ વધારે ઈંગ્લીશના એડ કરીને એ લોકો આપણી સાથે એકબીજા સાથે એ લોકો વાત કરે છે પણ ખરેખર દેશી ભાષા આપણી જે માતૃભાષા છે એને આપણે સ્વીકારવી જોઈએ આપણે ગુજરાતમાં રહીએ છીએ પછી ભલે તમે આ બીજું ઇંગ્લિસ ભણો સંસ્કૃત ભણો હિન્દી ભણો એ વસ્તુ અલગ છે એ ભણવામાં આવે છે એ તમારે ક્યારે કામ લાગે કે આઉટ ઓફ ગુજરાત તમે જાઓ ત્યારે તમારી એ ભાષાનો ઉપયોગ તમે કરી શકો છો